હા મારા માતા પિતા અને દાદા દાદી સારું ભણેલા છે અને એ યુવાન હતાં ત્યારે એમને શિક્ષણની સારી તકો મળતી પણ હા ત્યારે થોડા પડકારો જેમકે સ્કૂલો નાની નાની સ્કૂલો હતી અને અત્યાર જેવી બધી ફેસેલિટીઝ નહોતી એમાં હા પણ જે પણ ભણતાં એ થોડું એને મળતું અને નોકરીઓની તકો પણ એને જલદી અને સારી મળતી અને હા હવેની પરિસ્થિતિમાં ઘણો સુધારો આવ્યો છે જેમકે સારી સ્કૂલો મળે છે સારી ફેસીલિટી મળે છે ભણવા ઉપરાંત ઘણીબધી બીજી બધી પ્રવૃતિઓ પણ શીખવા મળે છે ઘણો બધો સુધારો આવ્યો છે